મારા મતે અખબાર એક એવું માધ્યમ છે કેજે નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે પહોંચી શકે છે કારણ કે જે લોકો ગરીબ હોય છે અને જેની પાસે ટીવી પણ નથી હોતું તે લોકો અખબાર ખરીદી શકે છે અને આજે સમાજમાં શું ચાલી રહ્યું છે જે કંઈપણ સમાચાર હોય કે તે તેમના સુધી પહોંચી શકે છે એટલે અખબારમાં જો ફાઇનાન્સ કૉલમ હોય તો એ લોકોને ઘણી ઉપયોગી માહિતી તેમાંથી મળી શકે છે ધારોકે નાનો વર્ગ છે એને કોઈ પોતાનો નાનો એવો ધંધો ચાલુ કરવો હોય તો એની પોજીશન એવી નથી હોતી કે તેની પાસે રૂપિયા હોય તો અખબારમાં એવી કોઈ ફાઇનાન્સ કોલમ હોય કે જેનાથી એ લોકો લોન લઈને નાનો ધંધો ચાલુ કરી શકે અને આવકનો સાધન તૈયાર કરી શકે તો આ રીતે અખબારમાં જો આ આ કૉલમ હોય તો મારા મતે હું માનું છું કે દરેક અખબારમાં આ રીતે ફાઇનાન્સ કૉલમ ચાલુ કરવી જોઈએ અને તે એટલી સરળ બનાવવી જોઈએ કે જે લોકો બહુ ભણેલા નથી તે લોકો પણ આને સમજી શકે કારણ કે તે લોકો બહુ ગરીબીમાં ઉછરેલા હોય છે અને ઝાઝું ભણેલા પણ નથી હોતા તો એ લોકો ક સમઝી નથી શકતા અને કોઈને પૂછી પણ શકતા નથી તો અખબારના માધ્યમથી એ લોકોને ઘણો ફાયદો થઈ શકે છે અને એ લોકો નાના કુટીર ઉદ્યોગો અને કૃષિ જેવા ઘણા બધા નાના નાના ધંધા ચાલુ કરી અને પોતાની આવક ચાલુ કરી શકે છે તો જેથી તેને કોઈ પાસે હાથ લાંબો કરવો પડે નહીં અટલે મારું તો એવું મંતવ્ય છે કે અખબારમાં દરેક અખબારમાં આ કૉલમ ચાલુ કરવી જોઈએ